જો મને કોઈ કાલ્પનિક પાત્રને જીવનમાં લાવવા અને એકદિવસ સાથે ગાળવાની તક મળે તો હું ડોરેમોનને પસંદ કરું ડોરેમોનના વિવિધ ગેજેટ્સ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને હું વિશ્વની સફર કરવા સમયયાત્રા કરવા અને કોઈ નવી શોધ કરવા ઈ ચ્છું છું આ એક અવિસ્મરણીય અનુભવ હશે જ્યાં હું ડોરેમોનની મદદથી અદ્ભુત અને અજાયબીથી ભરેલી જગ્યા અને સમયની સફર કરી શકીશ